આજકાલની આ ભાગદોડની જિંદગીમાં લોકોને જે પ્રકારના ડાન્સ મન પ્રફુલ્લિત કરે એનર્જી આપે અને એ લોકોને ગમે એવા અલગ અલગ જાતના ડાન્સ શીખવાનું પસંદ કરે છે જેમકે કોઈને સાલસા છે કોઈને ભાંગડા છે કોઈને ફોક ડાન્સિસ છે કોઈને ફ્યૂઝન છે અને મોસ્ટ ઓફ ધી ટાઈમ તમને ખબર જ હશે બોલીવુડ તો ઓલવેઝ નંબર વન છે દરેક જાણા પોતાની રીતે એવા નૃત્યો શીખવાનું પસંદ કરે છે અને આજકાલ તો આ મોબાઇલના જમાના અને રિલ્સ બનાવવાના ચાલું થઈને જે પણ શૉટ ડાન્સ જે વખતે ફેમસ હોય છે લોકો એ જ શીખવાનું પસંદ કરે છે ડાન્સ તો દરેકની જિંદગી સાથે વણેલો છે એટલે જેમાં એ લોકોને વધારે રુચિ હોય એ પ્રમાણેનાં નૃત્યો શીખવાનું પસંદ કરે છે